જો ઍમ્બ્યુલન્સ સરખી ના ચાલે તો ઘણા બધા પડકારો આવી શકે છે જેમકે કોઈ હાર્ટ અટેકનો દર્દી હોય અને તેને અચાનક હોસ્પિટલમાં જવું પડે અને ઍમ્બ્યુલન્સની સેવા ન મળે તો તેનું આયુષ્ય ત્યાં જ પૂરું થઈ જાય છે ઍમ્બ્યુલન્સની ખરાબ સેવાનાં ઘણાં બધા કારણો છે ખરાબ સેવાના ઘણાં બધા ખરાબ કારણોમાંથી મુખ્ય કારણ છે એક મોબાઈલ નેટવર્ક બીજું ખરાબ રસ્તા ત્રીજું ખરાબ સ્ટાફ અને ચોથું ગેરસમજ હવે પહેલું કારણ જોઈએ મોબાઈલ નેટવર્ક તો ઘણાં ગામડાઓ એવાં જગ્યાએ હોય છે કે ત્યાં નેટવર્ક નથી આવતું અને તેમને ઍમ્બ્યુલન્સ માટે સંપર્ક કરવામાં તકલીફ પડે છે માટે ઍમ્બ્યુલન્સ હોવા છતાં તેમની સુવિધાઓ તેઓ લઈ શકતા નથી આ કારણ થયું એક હવે બીજું કારણ એ છે ખરાબ રસ્તા અમુક જગ્યાએ રસ્તાઓ એવા હોય છે કે ત્યાં હોસ્પિટલ સુધી ઍમ્બ્યુલન્સ તો હોય છે પણ દર્દી સુધી પહોંચવા માટે ઍમ્બ્યુલન્સ માટે રસ્તા જ હોતા નથી એમણે એક ગામ છોડીને બીજા ગામમાં દર્દીનું વહન કરવું પડે છે અને ત્યાંથી ઍમ્બ્યુલન્સમાં લઈ જવું પડે છે માટે એક તો છે રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર ત્રીજું છે ખરાબ સ્ટાફ ઘણી વાર એવું થાય છે કે ઍમ્બ્યુલન્સ ત્યાંથી આવવા નીકળી જાય છે અને તેઓ સંપર્ક ન થતાં પાછા વળી જાય છે તેઓ દર્દીને શોધવાની તસ્દી પણ લેતા નથી એવુંં થાય ત્યારે ખૂબ તકલીફ પડે છે માટે ઇમરજન્સી વાહન તરીકે ઍમ્બ્યુલન્સની સુવિધા એક રીતે સારી પણ છે અને એક રીતે ખરાબ પણ છે કોરોના સમયમાં ઍમ્બ્યુલન્સવાળાએ જેમને ફાવે તેવા ભાવો લઈ દર્દીઓને લૂંટવાનું કામ કર્યું હતું આવા વખતે સરકારે તેમની મદદ કરવી જોઈએ ઍમ્બ્યુલન્સ ના ભાવો ફિક્સ કરવા જોઈએ ઍમ્બ્યુલન્સ જે તે ઍમ્બ્યુલન્સ પ્રાઇવેટ હોય તે તેમણે મનમાં આવે તેવા પૈસા લે છે અને ગરીબોને ઍમ્બ્યુલન્સ લેવામાં તકલીફ થાય છે ઍમ્બ્યુલન્સ દરેક ગામમાં પહોંચે એ રીતની સુવિધા સરકારે કરવી જોઈએ દરેક ગામમાં એક ઍમ્બ્યુલન્સ તો હોવી જ જોઈએ જેથી દર્દીઓને તકલીફ ના પડે અને ઇમરજન્સી સમયમાં મળી રહે દરેક ગામમાં ઍમ્બ્યુલન્સ હોય તો રોજગાર પણ મળે અને સુવિધા પણ મળે ઍમ્બ્યુલન્સની સુવિધા ખરાબ થવાનું મુખ્ય કારણ તો રસ્તાઓ છે જો રસ્તા સારા ના હોય તો ઍમ્બ્યુલન્સ આવી શકતી નથી માટે રસ્તાઓ સુધારવાની ખૂબ જરૂર છે બીજું કારણ છે ખરાબ નેટવર્ક ઍમ્બ્યુલન્સ આવે તો તેમનો સંપર્ક થઈ શકતો નથી માટે ઍમ્બ્યુલન્સ સુવિધા સુધારવાની ખૂબ જ જરૂર છે ત્રીજું કારણ છે ખરાબ સ્ટાફ જો સ્ટાફ સરખો રિસ્પોન્સ નહીં કરે તો ઍમ્બ્યુલન્સની સુવિધા સરખી લઈ શકાતી નથી જો ઍમ્બ્યુલન્સ ના હોય તો જીવવાનો દર્દી પણ મરી જાય એવું કામ થાય છે ઘણી જ વાર ઍમ્બ્યુલન્સ મોડી આવવાને કારણે દર્દીનો ઈલાજ થઈ શકતો નથી હોસ્પિટલ સુધી પહોંચી જવા માટે ઍમ્બ્યુલન્સ જો ધીરી ચલાવે તો તે પણ કામ આવતું નથી માટે ઍમ્બ્યુલન્સની સુવિધા તો સારી જ હોવી જોઈએ ઍમ્બ્યુલન્સ એ એક ઇમરજન્સી સેવા છે માટે ઍમ્બ્યુલન્સનું કાર્ય હંમેશા સારું જ હોવું જોઈએ ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર જો સારો ન હોય તો પણ ઍમ્બ્યુલન્સ સરખી સુવિધા આપી શકતી નથી માટે ઍમ્બ્યુલન્સ ચલાવનાર ડ્રાઇવરને પૂરતો ટ્રેન કરવો જરૂરી છે ઍમ્બ્યુલન્સ એ ખૂબ જ સારી સુવિધા આપી શકે તેમ હોવાનું મુખ્ય કારણ સરકાર છે સરકાર પર ઍમ્બ્યુલન્સનું ઍમ્બ્યુલન્સ પર સરકારનું નિયંત્રણ હોવું ખૂબ જ જરૂરી છે